એવું કહેવાય છે ને જિંદગી પણ એક પ્રવાસ જ છે આપણો શ્વાસ પણ એ આપણો પ્રવાસ જ છે જિંદગીમાં જ્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ને તે આપણો ઘણો સુંદર સમય હોય છે આપણે જેને હંમેશા યાદ કરતાં હોઈએ છીએ આપણે જનરલ દિવસોને યાદ નથી કરતા હોતા પરંતુ આપણા પ્રવાસના દિવસોને ઘણી ઘણી વાર યાદ કરીએ છીએ ખુશ થઈએ છીએ જેટલા અનુભવો આપણને સામાન્ય દિવસોમાં નથી થતા એટલા અનુભવો આપણને પ્રવાસ દરમ્યાન થતા હોય છે અને એવું પણ કહેવાય જ છે કે મુશ્કીલો તો પ્રવાસમાં પડે જ બધું નિર્ધારણ કરીને પ્રવાસ ન જઈ શકાય બધું નિર્ધારણ કરીને પ્રવાસ ગયા હોય ને છતાં પણ કેટલીયે વસ્તુ એવી બનતી હોય જે આપણે ક્યારેય ધાર્યું જ ન હોય અને એ આપણી સાથે થાય અને મુશ્કેલીઓ પણ એવી એવી આપણી સાથે થતી હોય જેનો આપણે ક્યારેય અંદાજો જ ન લગાવ્યો હોય અને ક્યારેક તો આપણે એના માટે તૈયાર પણ ન હોઈએ એવી મુશ્કેલીઓ અને મુસીબતો પણ આપણી સાથે આવતી હોય છે અને આ જ પ્રવાસ દરમ્યાન આપણે જિંદગીના ઘણાં બધા પાઠો શીખતા હોઈએ પ્રવાસમાં આપણને ગમતા સ્થળો અલગ અલગ પણ હોઇ શકે છે જેમકે કોઈને રણ પ્રદેશ ગમે કોઈને પર્વતીય પ્રદેશ ગમે તો કોઈને દરિયાકિનારો ગમે અને કોઈને જંગલ ગમે અને દરેક જગ્યા એના સ્થળો અલગ અલગ હોય આ આમ બધા સ્થળોમાં પણ જો આપણે જોઈએ ને તો જ્યાં પણ જોઈએ ગુજરાતીઓ તો મળે જ ગુજરાતીઓ એટલે પ્રવાસ કરવામાં ઘણા શોખીન અને દરેક વ્યક્તિઓ પ્રવાસ માટે એટલા પૈસા ફાળવતા નથી હોતા પરંતુ ગુજરાતીઓ એ ફરવામાં મોજમોજીલા એટલે લહેરીલાલા હોય છે તેથી તેઓ ઘણું ફરે છે ઘણું જીવે છે અમે પણ ગુજરાતી અને અમે પણ ભારતમાં હવે ઘણા ઓછા જગ્યાઓ ફરવાની બાકી રાખી છે અને વિદેશમાં પણ કેટલીક જગ્યાઓ થઈ ગઈ છે આમ પ્રવાસના અનુભવો અનન્ય હોય છે હવે આ પ્રવાસમાં બીજું શું સૌથી વધારે યાદ રહે તો આપણે કોની સાથે પ્રવાસ કર્યો છે અને પ્રવાસમાં આપણને કોણ મળ્યું છે પ્રવાસમાં આપણને ઘણા નવીન પ્રકારના લોકો મળતા હોય છે જેઓ પણ આપણને હંમેશા યાદ રહી જતા હોય છે ક્યારેક ક્યારેક તેઓ આપણા જ જેવી બોલી નથી ધરાવતા આપણા જેવો જ પહેરવેશ નથી ધરાવતા જેઓની પસંદ નાપસંદ આપણા જેવી જ હોય એવું જરૂરી નથી ઘણા અન્ય અલગ અલગ લોકો આપણને પ્રવાસમાં મળતા હોય છે જેઓનું રાજ્ય બોલી ઘણું બધું અલગ પણ હોય છે છતાં પણ પ્રવાસમાં આવા મળતાં લોકો સાથે પ્રવાસીઓ સાથે આપણી ક્યારેક મિત્રતા થઈ જતી હોય છે ક્યારેક થોડી સંકળામણ પછી આપણી મિત્રતા તેમની સાથે થતી હોય છે પરંતુ જે રીતે આપણે સ્કૂલોમાં કોલેજોમાં આપણા મિત્રો મળતા હોય છે અને મિત્રો બનતા હોય છે તેવી જ રીતે આપણે પ્રવાસમાં પણ બનતા મિત્રો પાક્કા મિત્રો બની જતા હોય છે હવે તમને થતું હશે કે મિત્રતા અને તે પણ પ્રવાસમાં એ કેવી રીતે પણ પ્રવાસમાં આપણી પાસે ઘણો બધો સમય હોય છે જે સમયમાં આપણે સાથે રહેતા મળતા પ્રવાસીઓ સાથે વાતચીત કરતા હોઈએ અને વાતચીત ક્યારેક કરવી જ પડે એવી હોય છે તો તે દરમ્યાન આપણે તેઓ

રાજ્યથી છે કયા ગામથી છે તેઓના પરિવારમાં કોણ કોણ છે તેઓ આ પ્રવાસ દરમ્યાન કેટલા સ્થળો ફરી ચૂક્યા તેઓનું હવે શું ફરવાનું બાકી છે તેઓએ ખાધું તો કઈ હોટલમાં ખાધું ક્યાં સારું ખાવાનું મળે છે તેઓ ક્યાં રોકાયા હતા આવા અવનવા અવનવા વિચારો એકબીજા સાથે શેર કરતા હોય છે ક્યારેક બે રાજ્યો વચ્ચેની નાની મોટા મનમોટાવ અને અણસમજ ગેરસમજ પણ આવા પ્રવાસો દરમ્યાન દૂર થઈ જતી હોય છે જેમકે આવા પ્રવાસોમાં આપણને પ્રવાસીઓ મળે અને આપણે ક્યારેક નોલેજ ઓછું હોય તો આપણે પ્રવાસીઓ સહેલાણીઓ જે આપણી સાથે આવ્યા હોય તેઓને પૂછીને ઘણી બધી જાણકારી લઈ આપણે પણ તેઓની જેમ જ આપણો પ્રવાસ વધુ આનંદદાયક બનાવી શકતા હોઈએ અને તે એટલી જ મજા કરી શકતા હોઈએ આ પ્રવાસીઓ સાથેની મિત્રતા આપણે પ્રવાસ દરમ્યાન જ નહીં પરંતુ પ્રવાસ પત્યા બાદ આપણે બીજો પ્રવાસ પણ સાથે કરીશું અથવા તો આપણે જિંદગીભરના મિત્રતા નિભાવતા હોઈએ છે તેઓ સાથે આપણે આપણા દેશની આપણી વાતો પણ સેર કરતાં હોઈએ છે અને ક્યારેક આપણે આ પ્રવાસીઓ સાથે આપણું લાવેલું ઘરેથી નાસ્તો પણ શેર કરતા હોઈએ છીએ ક્યારેક આપણે તેમની સાથે રોકાવા જતા હોઈએ તો ક્યારેક તેમને આપણી સાથે રોકાવા પણ બોલાવતા હોય છે આજના નવા ટ્રેન્ડમાં સોલો ટ્રીપ ઘણી વધી ગઈ છે ત્યારે સોલો ટ્રાવેલર બધું જ ફિક્સ કરીને નથી નીકળતા હોતા પરંતુ તેઓ નીકળીને ઘણું બધું ફિક્સ કરતા હોય છે આવા વખતે પ્રવાસીઓનો સાથ સહકાર પ્રવાસીઓ સાથેની વાતચીત ઘણી ઘણી કામ લાગતી હોય છે આ માટે આપણો સ્વભાવ થોડો બોલકણો હોવો જરૂરી છે અને એમાં પણ જો ગુજરાતીઓ હોય તો તેઓ ચૂપ રહી જ ના શકે બે સ્ત્રીઓ હોય તો તેઓ ક્યારેય ચૂપ રહી જ ના શકે કેમ છો થી પણ શરૂઆત કરી દે પણ વાતચીત કર્યા વગર ના રહે ક્યારેક વાતચીતની શરૂઆત તમે ક્યાંથી આવ્યા અમારી પાસે આ નાસ્તો છે ખાશો આવા વાતોથી પણ શરૂઆત કરતા હોય છે અને પ્રવાસને વધુ ને વધુ આનંદદાયક બનાવતા હોય છે